ટેકનોલોજીની વાત કરીએ તો હું છેલ્લાં ત્રણ વરસથી રનિંગ કરતો પ્રથમ આ મારી પાસે કાંઈ વોચ કે કાંઇ નહોતું પણ હવે સમય જતાં વાત કરી આગળ તો જીપીએસ વોચ અને અમુક એપ્લિકેશન પણ ઉપયોગ કરતો એમાં વાત કરીએ તો અંતરની માપણી માટે જીપીએસ વૉચની વાત કરીએ તો જીપીએસ વોચ તમારી દોડની અંતર ગતિ અને સમયને ચોક્કસ રીતે માપે છે પછી આગળ વાત કરીએ કે અમુક એપ્લિકેશન પણ છે જેમકે એડીડાસની એપ્લિકેશન આવે એ સારી છે જેમાં ડિસ્ટન્સ કવર થાય કેલેરી મપાય બધું બતાવે ટૂંકમાં પછી આ માહિતીના આધારે તમે તમારી પ્રગતિને મૂલ્યાંકીત કરી શકો આગળ વાત કરીએ તો ફિટનેસ ટ્રેકિંગ ફિટનેસ ટ્રેકિંગની વાત કરીએ તો આ કણના તમારા રદયના ધબકારા કેલેરિસ બંનેને ટ્રેક કરે છે જેના આધારે આપણે હેલ્થની ખબર પડે અને આપણે એને કંટ્રોલ કરી શકી આગળ વાત કરીએ તો ગોલ સેટિંગ ગોલ સેટિંગની વાત કરીએ તો આપણે આપણા અમુક ડિસ્ટન્સ નક્કી કર્યા હોય ગોલ સેટ કર્યા હોય કે આપણે આજે એટલું દોડવું એટલું દોડવું જે ટૂંકમાં અમુક અંતર અને સમયને ગતિ સુવેધીત કરી શકીએ આપળે અને આપળે પ્રેરણા મળે એનાથી વધારે પછી આગળ વાત કરીએ તો ઓનલાઈન અને સાવચેતી સાવચેતી પણ જરૂરી છે દોડવા દરમ્યાન જીપીએસ વોચ જીપીએસ વોચ તમને માર્ગદર્શિકા ટર્ન બાય ટર્ન શું કરવું હવે આગળ કેટલું બાકી છે કઈ રીતના દોડવું એ બધુ તમને બતાવે વિશ્લેષણની વાત કરું વિશ્લેષણની વાત કરું દોડ્યા પછી તમે તમારી પ્રવૃત્તિને આગળ જેમકે અમુક એકસરસાઈઝ છે સ્ટ્રેચિંગ કુલ ડાઉન છે એવું બધું તમે કરી શકો પછી આગળ વાત કરું તો આરોગ્યના હેતુઓ આરોગ્યના હેતુઓની વાત કરું તો દોડવાનું અંતર દરરોજ પાંચ કિલોમીટર પાંચથી દસ કિલોમીટર દોડવાનો હેતુ રાખવો જોઈ જેનાથી આપણે દિવસ જતાં જતાં આપણી સ્ટેમિના વધે અને આપણું શરીર ડીટ ફિટ રહે હું પણ પહેલાં દોડતો પહેલાં પહેલાં એટલું ન દોડાતું પણ પછી સમય જતાં ધીરે ધીરે રનિંગમાં ઇનક્રિસ થયો પછી હૃદયના ધબકારા હૃદયના ધબકારાની વાત કરીએ તો દોડતી વખતે સિત્તેરથી પંચ્યાસી ટકા હૃદયના ધબાકારાને જાળવવાનો પ્રયત્ન કરું છું જેથી આપની પ્રદૂષણ અને શારીરિક ફિટનેસ સુધરે આગળ વાત કરું તો પ્રોટીન અને પોષણ રનિંગની વાત કરીએ તો જેટલું રનિંગ માટે એકસરસાઈઝને એ બધુ ઈમ્પોર્ટન્ટ છે સાથે સાથે આપણો ડાઇટ પણ ઈમ્પોર્ટન્ટ છે એની વાત કરું તો આપણે જેમકે ચણા છે મગ છે દૂધ છે કેળાં છે અમુક શાકભાજી છે કે જેમાંથી ન્યુટ્રીઅલ્સ પ્રોટીન આવું બધુ મળી રહે પછી હાઇડ્રેશન હાઇડ્રેશનની વાત કરે દોડ દર દરમ્યાન અને પછી પૂરતું પાણી પીવું જોઈએ જેથી શરીર હાઇડ્રેટ રહે અમુક વ્યક્તિ પાણી માટે ઇલેક્ટ્રોલ પાવડર છે લીંબુ પાણી છે એનો પણ ઉપયોગ કરતાં હોય અમે પણ એજ કરીએ પછી આગળ વાત કરીએ તો માનસિક આરોગ્ય મેન્ટલ સ્ટેબીલીટી પણ તમારી સારી હોવી જોઈએ રોજ દોડવું માનસિક સ્વાસ્થ્યને પણ સુધારે છે એ ધ્યાન અને એકાગ્રતામાં મદદ કરે છે વિશ્રામ વિશ્રામ મિન્સ આરામ કરવો પણ એટલો જ જરૂરી છે તાલીમના વચ્ચે પૂરતો આરામ જળવાવો જોઈએ જેનાથી બોડી રિલેક્સ થાય વીકમાં એકવાર આપણે આરામ કરી લેવો એનાથી બોડી ફૂલ કંટ્રોલમાં રે પછી આગળ વાત કરીએ તો આપણે આપણા ગોલ સેટ કર્યા તે પ્રમાણે આપણું એક અલગ સિડયુલ બનાવવું જોએ અને એ ફોલો થાય છે કે નહીં એ જોવું જોઈએ જો તમે ડેલી તમારા સેડયુંલને ફોલો કરો અને એ પ્રમાણે વર્ક કરો એ પ્રમાણે તમે પ્રોટીન લો આરામ કરો તો એનાથી ઘણી તમને મદદ મળી શકે પછી આગળ વાત કરીએ તો એમાં ટેકનોલોજી કઈ રીતે મદદ ટેકનોલોજીની અમુક એપ્સ ધારોકે એડીદાસની એક રનિંગ એપ છે જે અત્યારે હાલમાં હું યુસ કરું છું જેમાં દોડવાનું રનિંગ સ્ટાર્ટ કરો ત્યારે એ એપ્લિકેશનમાં પણ સ્ટાર્ટ એમ કરવાનું જેનાથી તમારે પ્રોપર તમારું ડિસ્ટન્સ કિલોમીટર માં માપી શકો મીટરમાં પણ માપી શકો અને આગળ વાત કરીએ બીજી તો તેમાં તમે કેટલીય તમારી એવરેજ સ્પેડ સ્પીડ છે પછી આગળ તમારું કયું સિડયુંલ આવે શું કરવાનું એ બધુ એમાં બતાવે તમને એક કિલોમીટર ધારોકે એક કિલોમીટર આવે ત્યારે એમાં સાઉન્ડ પણ આવે કે વન કિલોમીટર કંપલીટેડ જેનાથી માહિતગાર તો થાઓ ટૂંકમાં અત્યારના દોડવાના હાયરે ટેકનોલોજી પણ એટલી જ મહત્વની છે જીપીએસ જીપીએસ વોચ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે અને હેલ્થની વાત કરીએ તો હેલ્થ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે જેના માટે આપણે ડાયટ પ્લાન પ્રોપર બનાવવો જોઈએ કોઈ સારા એથ્લેટિક કોચ છે જે સારી ટ્રેનિંગ કરાવતા હોય એની પાસેથી એથ્લેટિક પાસેથી પ્લાન લઈ અને એને ફોલો કરવું જોએ